મારા પસંદગીના રંગ અને મારા પસંદગીના કુર્તાને શોપિંગ માટે હું પહેલાં તો સૌ પ્રથમ તો ફ્લિપકાર્ટ કે ગમે તે જે તે શોપિંગ એપ પર જઈશ તેમાં તે કુર્તા મારા પસંદગીના રંગના કુર્તાની અવેલેબિલિટી ચકાસી અને પછી તેની તેના અલગ અલગ રંગ અને મારી સાઇઝમાં અવેલેબલ છે કે નહીં તે ચકાસી અને પછી તેને ઓર્ડર કરીશ